હા જ્યારે હું નાનો હતો ત્યારે બસ મને આ હસ્તકલામાં થોડું થોડું ઘણું જ્ઞાન હતું જેમ મોટો થયો એમ મને આની અંદર હું આવે એની વિષે મન જાણવાનું બહુ શોખ જાગ્યો એટલે હું બસ ધીમે ધીમે જાગૃત જાણવા મળ્યો અને મારા પપ્પા મને એમ કહેતા કે કે એ એમ કીધું કે તું તું તારે જે કરવું હોય તું કર તારી વાંહે હું ઉભો છું તારે જે કરવું હોય એ તું કર એટલે બસ મેં ધીમે ધીમે આની અંદર ઉતરવાનું ચાલુ કર્યું અને બધું જ હું હસ્તકલા વિશે જાણવા ધીમે ધીમે આની અંદર શું શું આવે હું કરવાનું ઈ બધું ધીમે ધીમે પ્રેક્ટીકલ કે એની ઘરમાં જે વસ્તુઓ બધું કરવા માંડ્યો અને મમ્મી પપ્પાને દેખાડવા માંડ્યો મમ્મી પપ્પા પણ આ વસ્તુ જોઈને ખુશ માંડ્યા થવા કે નહીં આપણો છોકરો સારું કરે છે અને એની વાંહે મને ઘરમાંથી જેટલા વ્યક્તિ હતા બેન પપ્પા મમ્મી આ બધા પણ મને સપોર્ટ મળ્યા ધીમે ધીમે કરવા કે હા તું આ કર તેની વાંહે ધીમે ધીમે આગળ વધવા માંડ્યો મોબાઈલમાં જે વસ્તુઓ આવે આર્ટ વિષે કે હસ્તકલા છે કે બધું હોય એ બધાનું ફોલો માંડ્યો પેજ કરવા એ વસ્તુને ફોલો માંડ્યો કરવા અને એમાં શું આવે એ એ જે આ ઓનલાઈન વસ્તુઓ આ ઓનલાઈન વસ્તુઓ જોતો જાવ અને હું મારા ઘરમાં બેસીને પ્રેક્ટીકલ વસ્તુ કરું અને જે ધીમે ધીમે આગળ વધતો ગયો અને આ ઘ ઘ ઘણી બધી વસ્તુ છે કે મોબાઇલમાં કે પ્રેક્ટીકલ વસ્તુઓ મોબાઇલમાં ઓનલાઇન રીતે શીખવાડતા હોય છે એ હું ઘરે કરતો અને બહુ સારી રીતે હું બધું કરતો એમાં અને આ અને મેં ગઈકાલે એક જ એવો વીડિયો મેં યૂટ્યુબમાં જોયો હતો કે એમાં શો એક એવો કલાકાર હતો કે એણે ન્યુઝપેપર આવે કે જેમ કે છાપું આવે ને છાપું અને બહુ બધા છાપા લીધા એની નાની નાની એને હોડી બનાવી હોડી બનાવીને એને બહુ બધી હોડી બનાવી અને એ હોડીને આમ મિક્સ કરીને એક મોટી હોડી બનાવી એ રીતે એને કરીને તેને દિવાલ ઉપર ચિપકાવી ને બહુ સારું એવું એની દીવાલ સજાવી હતી અને બસ ઈ જોયું ને તો મને એમ થયું કે હું પોતે પણ એ વસ્તુ કરું તો એ વસ્તુ મેં કર્યું એટલે એ કરવા માટે હું કામ ગામ બહાર ગયો અને બહાર જઈને હું ઘણા બધા ન્યુઝપેપર લઈ આવ્યો એની સારી એવી કાપડની હોડી બનાવીને મસ્ત એવું મેં કર્યું અને એ વિચાર્યું તું કે આ વસ્તુ આ વસ્તુ હું બનાવી ને ઘરે બધા ફેમિલીવાળાને હું દેખાડીશ કેવું લાગે કેવુંક છે બધાને જોઈને બધાના રિએક્શન જોવા બધાના મોઢા કઈ રીતે છે કેવા ખુશ થાય છે એ રીતે અને આ રીતે હું બધું સારી રીતે કરતો તો અને હું પણ એક એવું વિચારું છું કે આ યૂટ્યુબ ચેનલ હું પણ એક ખોલું એમાં પણ આ રીતે હું મારા મનમાં જે કાંઈ આ હોય મારામાં અંદર કેટલું જ્ઞાન છે આર્ટ કે વિશે આ હસ્તકલા વિશે જેટલું કાંઈ જ્ઞાન છે એ બધું એમાં આપું અને બહારના જેટલા વ્યક્તિ છે એને મારા ઓનલાઈન પેજ દ્વારા મોકલાવું કે જેમ કે મારી જોડે મારી જેવા પહેલાં હતા એ લોકો પણ શીખે કઈ રીતે કરવું આ રીતે કે બધુંય શીખે કારણ કે પહેલાં તો આ આવડતું ન હોય એટલે ડાયરેક્ટ તો બધું શી ઓન ઓફલાઈન ક્લાસીસ કરીને પૈસા તો બગાડી નો શકે એટલે ઓનલાઇન હું વિડિયા મૂકું એટલે એ લોકો કઈ રીતે શીખે અને ડાયરેક ઓનલાઇન ઓનલાઇન કરે એટલે પૈસા બગાડવા પણ ન પડે અને ડાયરેક ઘરે બેઠા એ શીખવું હોય તો શીખી પણ શકે કાં પૈસા તો એટલા એની વાંહે બગડે નહીં અને આ રીતે હું મારા ચેનલ ખોલીશ ને એમાં બહુ સારું એવું હું વિડીયા બનાવીશ અને આખા દેશમાં હું મારા વિડિયા પહોંચે એ રીતે હું બધું કરીશ